ખેડા જિલ્લાના લોકો વધારે આઇડિયા વોડાફોન યુસ કરે છે કેમ કે એ લોકોને નેટવર્કનો પ્રોબલમ નથી થતો બીજી બ્રાન્ડ્સમાં થોડોક નેટવર્કનો પ્રોબલમ અહીંયા રહે છે એટલા માટે એ લોકો આઇડિયા વોડાફોન વધારે પસંદ કરી રહ્યા છે મારી પાસે હાલ સેમસંગનો મોબાઈલ છે હું એનાથી ખૂબ જ સંતુષ્ટ છું એમાં આજકાલ આમ તો દરેક ફોનમાં દરેક ફેસલિટી આજકાલ હોય જ છે પણ મને એના કેમેરાના ફીચર્સ બહુ જ પસંદ છે એટલે હું પહેલેથી જ સેમસંગનાં ફોન વાપરું છું